સિવણ ગૂંથણની એક એવી ટેકનિક કે પધ્ધતિ જે મારે ભવિષ્યમાં શીખવી છે અને તેમાં કાર્યરત થવા માગું છું જેનું નામ છે ભરત ગૂંથણ